અમારા રાજ્યમાં કલા સ્વરૂપોના વિકાસ અને પરિવર્તનમાં આંતરરાષ્ટ્રીય સ્વરૂપો અલગ અલગ રીતે ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે જેમ કે કલ્ચરલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ છે તો તેમાં વિવિધ જગ્યાથી સ્ટુડન્ટ્સ આવે છે અને પાર્ટીસીપેટ કરે છે અને અલગ અલગ કલાના જે સ્વરૂપો છે તે શીખે છે જેમાં ગુજરાત ફોક ડાન્સ પણ બેલ્જિયનના સ્ટુડન્ટ જ્યારે દિલ્હી યુનિવર્સિટીએ વિઝિટ કર્યું હતું ત્યારે સીખ્યા હતા પછી કલા એકેડમી છે જે ગોવામાં આવેલી છે તેમાં પણ મ્યુઝિક ડાન્સ ડ્રામા લલીત કલા ફોક આર્ટ સાહિત્ય વગેરેના ડેવલપમેન્ટ માટે કાર્ય કરવામાં આવે છે એની પછી ગુજરાતી સોસાયટી બીપીપી યુનિવર્સિટીમાં આવેલી છે તે દર વર્ષે નવી નવી ઇવેંટ્સ ઓર્ગેનાઇઝ કરે છે જેમાં ગુજરાતી કલ્ચરને સેલિબ્રેટ કરવામાં આવે છે તેમાં મૂવી સ્ક્રિનિંગ ગરબા નાઈટ અને કલ્ચરલ વર્કસોપ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે ગુજરાત એની કલા અને કરિગીરી માટે પણ પ્રખ્યાત છે પાટણના પટોળાં બાંધણી જે આજે વિશ્વના ખૂણે ખૂણે પહોંચી ગઈ છે તે ગુજરાતનાં ગરબાની જેમ આપણી આગવી ઓળખ ગણાય છે કચ્છના ભૂંગા જોવા માટે વિદેશી પ્રવાસીઓ પણ આવે છે ભૂંગાની આગવી બનાવટ શણગાર તેમને નવાઈ પમાડે છે મોઢેરાના સૂર્ય મંદિરે યોજાતો સંગીત કાર્યક્રમ કલાના આગવા સ્વરૂપોને વિશ્વ સામે પ્રદર્શિત કરે છે તેમાં ગુજરાત અને અન્ય રાજ્યોની કલાનો સમન્વય પણ આપણને જોવા મળે છે કચ્છમાં પણ જ્યારે રણોત્સવ થાય છે ત્યારે પણ તેમાં દેશ વિદેશથી લોકો ભાગ લે છે અને તેઓ ગુજરાતનાં કલ્ચરને આપણી આ વિવિધ કલાઓને નિહાળે છે તેમાં પણ ગુજરાતી ગુજરાતી કલાનું પ્રદર્શન થાય છે